નવજાત બાળકોની ખૂબ કાળજી લેવાની હોય છે કારણ કે તેઓ ખૂબ કુમળું માનવ બાળ એ સૌથી લાચાર બાળ છે બીજા પ્રાણીઓની સરખામણીમાં એનો વિકાસ માનાં ગર્ભમાં થાય એના કરતાં બહાર વધારે થાય છે એટલે જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌપ્રથમ તો એને હૂંફાળા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે એના શરીર ઉપર લાગેલી ચીકાશ દૂર કરવામાં આવે છે એની નાળ કાપીએ છીએ એની નાળ તો કપાઈ જાય પછી એને એકદમ પોચાં સુંવાળા અને ચોખ્ખા કપડામાં વીંટાળવામાં આવે છે ઘણી વાર બજારમાંથી રેડીમેડ કાપડમાં એને લાવીને વીંટાળવું કદી લેવું જોઈએ એટલા માટે જ આપણે ત્યાં મમ્મીનાં જૂનાં લુગડાઓ કે દાદાનાં જૂનાં ધોતિયાઓ ધોઈને તડકામાં સૂકવીને ડેટોલથી ચોખ્ખા કરીને રાખવાનું કહેવામાં આવે છે બાળકને એમાં વીંટાળ્યા બાદ અને એને વીંટાળેલું જ રાખવું કારણ કે એ ગર્ભમાં આવી જ રીતે બંધાયેલું હોય એવી પરિસ્થિતિમાં હોય એટલે ખૂબ નાનું બાળક હોય એ એવું જ લાગે કે એ માનાં ગર્ભમાં છે એટલે એમાં એને કમ્ફર્ટ મહેસુસ થાય છે એટલે એ એ રીતે સારી રીતે સૂઈ શકે છે બીજું કે બાળક જન્મે ત્યારે તરત જ એને માતાનું દૂધ આપવું જ જોઈએ માતાનું સૌથી પહેલું દૂધ એ દૂધને કોઈ ચીકણો પ્રવાહી નીકળતો હોય છે જે ખૂબ બાળકનાં વિકાસ માટે પૌષ્ટિક હોય છે એટલે બાળકને એ દૂધ અચૂક પીવડાવવું જોઈએ અને સ્તનપાન જ કરાવવું જોઈએ પછી દર બે કલાકે નાના બાળકને સ્તનપાન કરાવવું જોઈએ કારણ કે એ શીખતું હોય છે એટલે ખૂબ ધીમે ધીમે સકિંગની પ્રોસેસ કરતું હોય છે એટલે જ્યારે દૂધ પી લે ત્યારે એને બે હાથ વડે એક હાથ માથા પર અને એક હાથ પીઠ પર રાખીને એને ખભા પર ઉપર લેવામાં આવે છે અને જ્યાં સુધી એને ઓડકાર ન આવે ત્યાં સુધી એને થાબડવું અને પછી જ એને સુવડાવવું ઘણી વખત કેટલીક માતાઓ સૂતાં સૂતાં સ્તન પાન કરાવે છે એ ખોટી આદત છે સ્તનપાન માતાએ હંમેશા બેસીને જ કરાવવું જોઈએ અને બંને તરફ વારાફરતી આપવું જોઈએ સ્તનપાન કરાવ્યાં પછી જો તરતનું નવજાત બાળક માતાની ગોદમાં જ સૂઈ રહેતું હોય તો એનો ખૂબ સારો વિકાસ થાય છે પણ માતાએ પોતાના શરીરનો ભાર બાળક પર ન આવે એટલી કાળજી રાખવી પડે છે અને પોતાનો હાથ બાળકનાં શરીર પર કે પોતાનાં શરીરનો સ્પર્શ કરાવેલો અચૂક રાખવો જોઈએ તરત જ બાળકને પારણામાં કે ઘોડિયામાં મૂકી દેવું ન જોઈએ બીજું બાળકને જન્મથી જ ડાઇપર પહેરાવવાં જોઈએ નહીં એની ચામડી ખૂબ નાજુક હોય છે એટલે એને બાળોતિયાં કે લંગોટ જ પહેરાવવાં જોઈએ અને ખુલ્લા વસ્ત્રો પહેરાવવાં જોઈએ દોરી બાંધી શકાય તેવાં ઝબલા અને બહુ શિયાળો કે ઠંડકભર્યું વાતાવરણ હોય તો ટોપી મોજા પહેરાવી શકાય હમણાં તો પંખામાં બાળક ટેવાએલું જ હોય છે પણ ખૂબ ગરમી હોય તો બાળકને થોડાં ઓછાં સેન્ટિગ્રેડવાળા એસીમાં પણ રાખી શકાય છે બાળકને રાત્રે પણ જાગી જાગીને દર બે કલાકે ફીડિંગ કરાવવું જોઈએ અને બાળક જ્યારે બગાડે તો તરત જ તેને સાફ કરવું જોઈએ નહીં તો એની ચામડી સાથે સુકાઈને એને પીડા આપશે તમે જ્યારે ધોશો ત્યારે નવજાત બાળકને પણ હુંફાળા પાણીથી દરરોજ સ્નાન કે સપન્ચ તો કરાવવું જ જોઈએ તો જ એની ચોખ્ખાઈ રહેશે અને જન્મે પછી તરત કેટલાંક લોકો બાળકને મધનું પાણી સાકરનું પાણી વગેરે આપે છે એ બિલકુલ અન્હાઈજીનિક છે બાળકને પહેલા તો એનાં ગળામાં જામેલા જાળાઓ કાઢવાનાં હોય છે અને એ કોઈ નિષ્ણાત જ કરી શકે એટલે કોઈ અણઘડે આ કાર્ય કરવું જોઈએ નહીં બાળક નાં ગળામાં જામેલો કફ કે એને પીવડાવેલું પાણી બહાર નીકળે પછી જ એને દૂધ પણ પીવડાવી શકાય ધાર્મિક વિધિ પ્રમાણે એની જીભ ઉપર તમે કંઇક મૂકી શકો પણ એને આવી રીતે બહારનો કોઈ પણ પદાર્થથી ફીડ કરાવી શકાય નહીં અને એને બાળકને જ્યારે જન્મે ત્યારે કોઈ ઊંધો ચત્તો આડો અવળો સુવડાવવાની કોઈ જરૂર રહેતી નથી એ જ્યારે વિકાસ પામે ત્યારે તે પડખાં ફરે કે બાખોડિયાં ભરતું હોય છે માટે નવજાત બાળકની કાળજી લેવી ખૂબ જરૂરી છે અને એની આસપાસનું વાતાવરણ ચોખ્ખું હવા ઉજાસવાળું થોડો સૂર્યનો તડકો આવતો હોય તો કુમળો તડકો પણ બાળકને આપી શકાય ખૂબ તાપ આપવો જરૂરી નથી પણ બંધ રૂમમાં અંધારા રૂમમાં અને ગુંગળામણ થાય તેવા વાતાવરણમાં મા કે બાળક કોઈએ જ રહેવું ન જોઈએ અને બની શકે તો મા કે બીજી કોઈ એક વ્યક્તિ પોતાના હાથ સ્ટરીલાઇઝ કરીને ચોખ્ખા કરીને પછી જ બાળકને જેટલી વાર લે એટલી વાર લઈ ઘરની જેટલી વ્યક્તિઓ હોય એ બધી વ્યક્તિઓ બાળકને ઊંચકી ઊંચકીને ફરી શકે નહીં કારણ કે એનાં હાડકાં ખૂબ કોમળ હોય છે એના અંગો ખૂબ નાજુક હોય છે અને એ પોતાનું દુ ખ કઈ રીતે વ્યક્ત કરી શકતો નથી અને આપણને એ શું કામ રડે છે એ પણ ખબર પડતી નથી નવજાત બાળકને કદાચ બહું રડે તો પેટ દબાઈ એ રીતે હાથની હથેળી પર થોડો ઊંધો રાખીને થાબડી શકાય તે સિવાય હાલમાં બજારમાં મળતી બધી પ્રોડક્ટ જન્મેલાં બાળકને તો ન જ આપી શકાય અને ડોક્ટરની સલાહ પછી જ આવું આપવાં વિનંતી